હા હું વીજળીના કેટલાક ખતરાઓથી વાકેફ છું એનો સૌથી મુખ્ય ખતરો તો એ સામાન્ય રીતે આપણે વરસાદના સમયે જોવા મળે છે વીજળીના ખુલ્લા તારો હોય ખંભામાં શૉટ સર્કિટની સંભાવના વધી જાય છે આ બાબતે ધ્યાનમાં રાખવા માટે આપણે વીજળીના ખુલ્લા તારોથી અને ખંભાથી દૂર રહેવું અને ખુલ્લા હાથે એમને અડવું ના જોઈએ આવા પગલાં લેવાથી આપણે અકસ્માતને ટાળી શકીએ છીએ